ગુજરાતી મારી માતૃભાષા છે મારા જન્મથી જ મારા ઘરમાં ગુજરાતી બોલાય છે અને તે જ હું સાંભળતી આવું છું તો આમ જોઈએ તો કહી શકાય કે ગુજરાતી ભાષા એ હું સાંભળીને જ શીખી છું સાંભળીને અને સાથે સાથે તે કોપી કરીને શીખી છું કે જે મમ્મી પપ્પા કે દાદા દાદી ઘરમાં જે કાંઈ બોલે છે તે જ રિપીટ કરી કરીને હું પણ બોલતી નાનપણથી અને એ જ રીતે હું શીખી છું વધુ પડતા ંઘરોમાં પોતાની માતૃભાષા કે જેને આપણે કહીએ નેટિવ લેન્ગવેજ મધર ટંગ એ જ રીતે સાંભળી સાંભળીને જ શીખાય છે એ ઉપરાંત મારો પ્રાથમિક અભ્યાસ મેં મારો પ્રાથમિક અભ્યાસ મેં ગુજરાતી મીડીયમ શાળાઓમાં જ કરેલો છે અને વધુ પડતી સરકારી સરકારી શાળાઓમાં જ તો ત્યાં પેહલેથી જ ગુજરાતી ભાષાને વધુને વધુ સ્પષ્ટ મેં બનાવી કારણ કે ઘરે અને નાનાં નાનાં ગામમાં હું મારો જન્મ અને ઉછેર થયો હોવાથી તળપદી ભાષાનો ઉપયોગ મેં વધારે કર્યો છે તો એ ભાષાને શિષ્ટ તો એ તળપદી ભાષા ને શબ્દોને શિષ્ટ બનાવવામાં મારા પપ્પા છે ખુદ ગુજરાતીના અધ્યાપક છે મારા દાદા કે જે ડોક્ટર છે તો એ ઘરનું એક વાતાવરણ જ એક એવું હતું કે તળપદ ના બદલે શિષ્ટ ભાષા જ શીખેલી છે તો એ અને શાળાઓ કે જે બાળકોને ખરેખર ઘડે છે તો એનો ખૂબ મોટો ફાળો છે તો આ બે રીતે પરિવાર અને શાળામાંથી શીખી છું ને ત્યારબાદ જ્યારથી વાંચતા આવડ્યું ત્યારથી જ ઘરનું વાતાવરણ એવું હોવાથી વંચાવાનો પણ ખૂબ જ રસ છે તો પુસ્તકોમાં વિવિધ પુસ્તકો વાંચીને પણ આ ભાષા હું શીખી છું અને મારો અનુભવ આમાં ખૂબ સારો છે કેમ કે મારી માતૃભાષા હોવાથી હું એ સારી રીતે સમજી શકું છું અને તેની સાથે રીલેટ પણ કરી શકું છું તો અને મને આ ભાષા વાંચવામાં અને સાંભળવામાં પણ એટલી જ આનંદ અને મજા આવે છે